અમારા બગીચામાં અમે પક્ષીનાં આકર્ષણ માટે અલગ અલગ જાતના છોડવા વાવીએ છીએ જેમકે મોગરો ચમેલી બારમાસી ગુલાબ સફેદ ગુલાબ આવા અલગ અલગ જાતના છોડવા વાવીએ છીએ જેથી પક્ષીઓ ને શું તેની સુંદર મહેક તેનું ત્યાંનું વાતાવરણ એ જોઈને શું પક્ષીઓ ત્યાં એ સાઈડ વધારે આવે છે અને જો પક્ષીઓને ખવડાવવાનું અને પીવડાવવાનું આવે તો જો અમે બધી દીવાલે દિવાલના કોર્નર ઉપર અમે પાણીના કુંડાઓ રાખીએ છીએ પાણીનું દરરોજે સાફ કરવાનું પાછું નવું પાણી નાખવાનું એકદમ ચોખ્ખી રીતે રાખીએ છીએ અને એને ખવડાવવામાં આવે તો તેને મગ જુવાર ચણા એ બધું અલગ અલગ નાખતા હોઇએ છીએ અમે જેથી પક્ષી ઝલ્દી આકર્ષે છે